મને મુસાફરી કરવાનો મારા દોસ્તદાર પાસે મુસાફરી કરવાનું ગમશે એ મને એટલા માટે ગમે છે કે તે મને બહુ સારી રીતે મદદરૂપ બને છે અને એ મુસાફરીમાં વધારે જાણકાર છે જેથી કરીને હું તેની સાથે મુસાફરી કરીશ તો મને મદદરૂપ બનશે અને હું મુશ્કેલીમાં નહીં ફસાઉં એટલા માટે એની જોડે મને મુસાફરી કરવાનું વધારે ગમે છે